પોર્ટલ પર લૉગિન કરો જીએસટી નેટવર્ક વેબસાઇટ પર જાઓ તમારું યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગિન કરો પેમેન્ટ વિવિધ વિકલ્પ પસંદ કરો ડેશ બોર્ડ પર ટેક્સ પેમેન્ટ અથવા જીએસટી પેમેન્ટ વિભાગ પસંદ કરો ચુકવણી માટેના વિકલ્પો પસંદ કરો અન્ય પેમેન્ટ એન્ટિટી વિભાગમાં જાઓ આયાતી માલ માટે જીએસટી અથવા ચુકવણી પ્રકાર પસંદ કરો ચૂકવણી વિગતો દાખલ કરો પેમેન્ટ રકમ પેન નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો ખાતરી કરો કે તમામ વિગતો સચોટ છે ચુકવણી પરિક્ષાર કરો પેમેન્ટની વિગતો ફરીથી તપાસ અને ચુકવણી સબમિટ કરો પર ક્લિક કરો રસીદ મેળવો પેમેન્ટ સબમિશન પછી તમને પેમેન્ટ રસીદ મળશે આ રસિદને સાચવી રાખો જીએસટી ત્રણ બી ફોમ અપલોડ કરો તમારું જીએસટી ત્રણ બી ફોમ દાખલ કરો આ ફોર્મમાં તમારે આયાતી માલ માટેનો જીએસટી રિફલેક્ટ કરવો પડશે ફોમ સબમિટ કરો આ માહિતી તપાસીને એને પૂરું ભરીને ફોર્મને સબમિટ કરો